મહેસાણા જિલ્લામાં શિક્ષણ પ્રત્યે સ્ત્રી અને પુરુષ બંને જાગૃત છે રોજગારીની તકોમાં જોવા જઈએ તો સ્ત્રીઓને પહેલી તક આપવામાં આવે છે કારણ કે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત રાખવામાં આવી છે સામાજિક દરજ્જાની બાબતમાં જોઈએ તો સમાજમાં સ્ત્રીઓને ફક્ત ઘરનું કામ કરીને અને બાળકોને સાચવે તેવી દૃષ્ટિ સમાજમાં હજુ પણ બદલાઈ નથી જેથી કરીને સ્ત્રીઓને પોતાના આગળનું શિક્ષણ પૂરું કરી શકતી નથી અને લગ્ન થયા બાદ પોતાનું ગુજરાન ચલાવવા માટે નોકરીની તક મેળવી શકતી નથી શિક્ષણ ક્ષેત્રે હવે સ્ત્રીઓ ખૂબ જ આગળ પહોંચી ગઈ છે દરેક જગ્યાએ પછી તે શાળા હોય કે પોલીસ સ્ટેશન હવાઈમથક હોય કે અનેક ખાનગી સંસ્થાઓ સ્ત્રીઓ કામ કરે છે તેથી સ્ત્રીઓને બધા જ ક્ષેત્રોમાં કામગીરી મળી રહે છે અને રોજગારીની તકોનો લાભ લઈ શકે છે મહિલાઓને અધિકારો નિર્ણયો વિચારો વગેરે જેવા તમામ પાસાઓમાં સ્વતંત્ર બનવું એ સમાજ અને પરિવારના હિતમાં મહિલા સશક્તિકરણનું સ્વરૂપ છે